હેલો હા તમે ઉબેરમાંથી વાત કરી રહ્યા છો હા અહીં હું આણંદમાં વિદ્યાનગર રહું છું તમારી પાસે કેબ અવેલેબલ છે હા અમદાવાદ જવા માટે હા કાલે સવારે આઠ વાગે જવાનું છે ઓકે અમે આઠ જણ છીએ ટોટલ

એટલે બે હજાર થશે એમ સારું અને કેટલો ટાઈમ લાગે મતલબ ત્યાં પહોંચવામાં કેટલો ટાઈમ લાગશે બેથી ત્રણ કલાક અને ત્યાં ફરવામાં કેટલો ટાઈમ લાગશે ઓકે તમારો વેઇટિંગ ચાર્જ કેટલો હશે અને આપણે પાછું પાછું આઠ વાગે આવાનું છે પાછું રિટન રાત્રે હા ઓકે ઓકે